અમે અમદાવાદ અમે અમદાવાદમાં રઈએ ત્યાં અમે અમદાવાદની ભાષા જાણીએ અમદાવાદની ભાષા બોલીએ અમદાવાદ છોડીએ એટલે કઠિયાવાડી જાઈ તો કાઠિયાવાડી ભાષા બોલવી પડે ઝાલાવાડ હોઇએ તો ઝાલાવાડી ભાષા બોલવી પડે સુરત હોય તો સુરતની સુરતી ભાષા બોલવી પડે વલસાડ તે અઈની ભાષા બધી અલગ હોય છે પછી ત્યાં ગુજરાત સિવાય બીજે સ્ટેટમાં જઈએ ત્યાં હિન્દી ભાષાનો ઉપયોગ કરવો પડે હિન્દી ભાષા બોલવામાં અમને અમુક ટાઈમ તકલીફ પડે છે અમુક ટાઈમ બોલવામાં લોચા વળી જાય મુસાફરી કરીએ મુસાફરીમાં અમને હિન્દી ભાષા બોલવામાં તકલીફ પડે છે અમે ભણેલા એટલે ગુજરાતી ભાષા વધારે ઉપયોગ કરીએ હિન્દીમાં બહુ ઓછું હિન્દીનો ઉપયોગમાં મુસાફરી તે મુસાફરીમાં વેવારમાં જે ભાષા બોલે તે ભાષા બોલવા અમને બહુ તકલીફ પડે છે જે અમે જે ખાસ કરીને અમદાવાદી અમદાવાદી ભાષા હોય અમને એ ભાષા અમને સરળતાથી ફાવે છે તે કાઠિયાવાડી ઝાલાવાડી મારવાડમાં મારવાડી ભાષા ત્યાં હિન્દી વપરાય ત્યાં અમે વાપરીએ એ હિન્દી બોલી શકીએ એ અમને આવડે બોલતા મહારાષ્ટ્રની ભાષા અમને અમે જોએલું તે અને રાજકારણમાં પડેલા ને અમને એ રાષ્ટ્રની ભાષા મારવાડી એમાં અમુક અમને ટાઈમે સમજ પડી જાય અમુકને ઊડી શકે બોલી ના શકે બટ સમઝી તો શકીએ જ એ શું કેવા માંગે અમે પણ આમ સમઝી શકીએ પણ એ કાઠિયાવાડમાં કાઠિયાવાડી ભાષા હોય એ લોકો ભાષા અલગ અને આપળે આપળે બોલી ના શકીએ પણ સમજી શકીએ જ્યારે અમારે માર ગામડે બધા લોકો છે એ ઝાલાવાડના છે એવું ઝાલાવાડના પાછા ભાષા એમની અલગ અને અમે રાત દાડે બેસતા તોય રઈએ સાથે શીખી તમે જોડે એતો ભાષા બોલતા એટલે એ ભાષા આપણે બોલી ન શગીએ પણ ચાલી શકે એ રીતે તકલીફ પડે તાજ ગુજ ગુજરાત બાર જઈએ આઉટ ઓફ ગુજરાત ત્યાં અમને હિન્દી ભાષા અને તકલીફ પડે બોલવામાં કે સમજવામાં તકલીફ પડે એટલે આમ સમજી જવાય થોડું લેટ લાગે ટાઈમ લાગે પણ સમજી શકી ટ્રેનમાં મુસાફરી કરતું હોય તો હિન્દીમાં બોલવું પડે ટિકિટ ટીસી આવે તો હિન્દીમાં વાત કરવી પડે રેલવેમાં તોકે હિન્દીમાં એ જ્યાં જઈએ આઉં આઉટ ઓફ ગુજરાતમાં જઈએ ત્યાં બધે હિન્દી ભાષાનોજ ઉપયોગ કરવો પડે હિન્દી ભાષા બોલવામાં તોકે અમે વચ્ચે આગળ બેંગલોર ગએલા ત્યાં બધાય નો ભાઈની ભાષા અલગ ભાષા બોલવું બોલવામાં થોડીક તકલીફ પડે પણ અમે એ રીતે સેટિંગ કરીન થઈ જઈએ અને પાછા બાર નીકળે એટલે ભાષા ક્રમમા મતલબ સેટિંગ આપણે કરવું પડે